કલા અને સર્જનાત્મક વધારવા માટે માર્ગદર્શન વિશે વાત કરવામાં આવે તો દરેક ચિત્રકાર માટે સૌથી અગત્યની બાબત છે કે તે નિયમિત અભ્યાસ અને રોજ થોડી ઘણી પ્રેક્ટિસ કરે અને શરૂઆતમાં તેને થોડું ઘણું બેઝિક ચિત્રકામ જેવું કે સીધી લાઈન આડી લાઈન ઉભી લાઈન વણાંકોવાળી લાઈનમાં સતત ને સતત પ્રેક્ટિસ કરતી રહેવું જોઈએ આ કળામાં તેઓથી પ્રેરણા લો જેમણે પહેલેથી જ આ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કર્યો હોય તેમની કલાઓનો વિમર્શ કરો અને જાણો કે તેઓ કેવી રીતે વિવિધ ટેકનિક્સનો ઉપયોગ કરે અને તેવું ચિત્રકામ કરે છે એક સ્ટાઈલમાં એક સ્ટાઈલમાં ન અટકવું અને ઘણી બધી સ્ટાઈલોનો ઉપયોગ કરી અને રોજબરોજના જીવનમાં ચિત્રકલાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે અલગ અલગ ટેકનિક્સ જેમ કે પાણીના રંગો તેલ રંગો ફોટો પાડીને કરવું આર્ટ્સમાં કામ કરવું જોઈએ નેચર અને આજુબાજુની જગ્યાઓને દોરવાનો પ્રેક્ટિસ કરવી જોઈએ અને તેને શીખવા માટે ચિત્રકામમાં કાંઈ નવી નવી ટેકનિક્સ ઉમેરી અને તેને પ્રેક્ટિસ સતત ને સતત કરતી રહેવી જોઈએ જેથી ચિત્રકલામાં તમારો હાથ વળે અને પેન્સિલ સરખેથી હાથ પર બેસી જાય અને તમે ચિત્રકલામાં થોડા ઘણા માહીર બની શકો શીખવા અને ચિત્રકામમાં કાયમ આમ નવી જ ટેકનિક્સ અને કૌશલ્ય મેળવવાનો મનોબળ રાખવો ખરાબ ચિત્રો અને ભૂલોનો પરાજય ન માનો જો આપણાથી ખરાબ ચિત્ર કે ભૂલ થાય તો તેમાંથી આપણે શીખી અને તેને વધુ સારું બનાવવાની પ્રયાસ કરીએ અન્ય કલાકારો અને દૃષ્ટિકોણવાળા લોકો પાસેથી તમારી કળા અને ફીડબેક લો જેમ કે તમારા શિક્ષકોને તમે મદદ લઈ શકો છો તમારા પેરેન્ટ્સ જેમણે ચિત્રકામ ફાવતું હોય તમે એમની મદદ લઈ શકો છો અને તમે ચિત્રકલામાં માહીર થઈ શકો છો જો શક્ય હોય તો કળા વિશે વધુ જાણવા માટે વર્કશોપ અથવા આર્ટ ક્લાસીસમાં ભાગ લેવો જરૂરી છે તો તમે ચિત્રકલામાં વધુ માહીર બની શકો છો